ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતને જમીન ભાડાપટ્ટે રાખવામાં અને ખરીદવામાં પડકારોનો સામનો કરવો પડે અતિશક રહ્યો છે તેના વિશે આપણે આપણે અમારા ગામની અંદર આ પ્રશ્ન બન્યો હતો ને આ પ્રશ્ન એવો મોટો થયો કે કોઈ ત્યાં સમાધાન ન કરતાં હતા પણ અમારા જે ગામ લોકોને સરપંચ સાહેબ અમારા ગામના અમારી પંચાયતના અને સમાધાનને સમાધાનને સમાધાન કરવા માટે બધા ગામ લોકો અને સરપંચજી એ પણ ગામના સભ્યો બધા ભેગા મળી અને બધાનું માન સન્માન રાખી અને સમાધાનનો ઉકેલ લાવ્યા હતા ત્યારે આ જમીન બાબતનો કોઈ બી આપણા ગામમાં આપણા ગામની બાજુમાં અને કોઈ આપણા સગા સંબંધીમાં અને કોઈ બી વિસ્તારમાં આજુબાજુના ગામડા અને કોઈ બી રીતે આ પ્રશ્નનો સમાધાન કરી શકે છે એટલે આપણા ગામના આજુબાજુ વિસ્તારના કોઈ બી નાના મોટા આગેવાનોની ચા કરતાં આ આ સમસ્યાનો સમાધાન કરી શકાય છે ને આપણા કોઈ બી ગામ લોકો અને આપણા સરપંચ શ્રી કે કોઈ બી નામ નાના મોટા એવા વ્યક્તિઓની મદદ લઈને આપણે આનો સમાધાન કરી શકાય છે તો જમીન બાબતનું આપણે બધાને આ રીતનો સમાધાન કરવા માટે સૌને નિવેદન કરીએ છીએ આપણા ગામ લોકોમાં બધા મળીને એનું સમાધાન કરી શકીશું